નજીકના શહેરોમાં જ્યારે મુસાફરી કરવામાં આવતી હોય ત્યારે સલામતી અને સુરક્ષા અંગેનો અનુભવ મેં પોતે જાતે કરેલો છે જ્યારે હું કોઈ નજીકના સ્થળમાં મુસાફરી કરતો હોય ત્યારે સુરક્ષા જરૂરી છે કારણ કે જો મને સુરક્ષા પ્રદાન કરવામાં ન આવતી હોય તો અન્ય લોકોને શું હાલત થતી હશે એ પણ એક ક્વેશ્ચન માર્ક એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન છે હું વાત કરું છું મારા અનુભવની તો એક વાર હું એક નજીકના સ્થળ ઉપર રાત્રે મુસાફરી કરતો તો કોઈ જ અગમ્ય કારણોસર મુસાફરી કરતો હતો ત્યારે રસ્તામાં ચાર પાંચ એવા માણસો અચાનક જ આવી ગયા અને મારી ગાડીને કવર કરવા લાગ્યા જેથી કરીને મેં સમય સૂચકતાને પ્રદાન કરીને મારી ગાડીને સરળતાથી આગળથી લઈ લીધી અને એ માણસો પાછળ પીછો કરવા લાગ્યા એમ કરતાં કરતાં હું એમનાથી ઘણો આગળ નીકળી ગયો અને હું બચી ગયો સો સુરક્ષા એક જ અગમ્ય વસ્તુ છે કેજે ધ્યાનમાં રાખવી છે અને ગુજરાત સરકારે પણ આનું ધ્યાન રાખવું જોઈએ